દેવ ડાભી હર્ષ સોલંકી મયંક વાધેલા દેવર્ષ સોલંકી રીયા શર્મા આયુષ વાધેલા કાવ્યા ચાવડા નિખિલ મકવાણા જય શુક્લા શ્રેયા ચોહાણ માનસી ડાભી મિસ્ટી ડાભી મીત મકવાણા દેવમ સોલંકી જયેશ ડાભી તન્વી સોલંકી ધ્રુવી વિઠલાણી પ્રિયા પરમાર